અમારે ઓફિસ છે અમારા ઓફિસમાં અમારે કોંપ્યુટર પછી ઝેરોક્ષ મસિંગ અને હા બીજા બધા ઘણા મશીનો છે જો વીજળી ના હોય ને ત્યારે અમારે ઘણાં બધાં કામ અટકી જાય છે કારણ કે ઝેરોક્ષ મશીન બંધ હોય છે કોંપ્યુટર બંધ હોય છે એટલે અમારું કંઇ કામ થતું નથી અને જ્યારે આ બધી માઠી અસર વીજળી કાપનાં લીધે થાય છે વીજળીના કાપ માટે અમે ઘણા બધી વસ્તુઓ ઉપયોગમાં લઇએ છીએ એ માટે અમે ચાર્જિંગ બલ્બ અને ચાર્જિંગ પંખો રાખીએ છીએ અને એના માટે પણ અમે બીજા વિકલ્પો પણ અમારી પાસે છે જો લાઇટ વધારે ટાઈમ રોકાઈ જાય ને તો અમે પણ ઇનવેટર પણ અમારી ઓફિસમાં છે જેના લીધે અમે ઇન્વિટર પણ ચાલું રાખીએ છીએ એનાં લીધે અમારે વધારે તકલીફ પડતી નથી એટલા માટે લાઇટ ના હોય ને ત્યારે અમે ઘણી બધી તકલીફો સહન કરીએ છીએ વેઠીએ છીએ એટલે લાઇટમાં વગર તો જિંદગીમાં કશું પણ નથી લાઇટ જરૂરી છે